ઘોડા સાથે સબંધ વિકસિત કરવાની જો વાત હોય તો ઘોડો છે ને ઈ બઉ એક લાગણીશીલ પ્રાણી છે એ તમાર તમારા મોઢાના હાવભાવ એને સારી રીતે એ સમજી શકે છે તમારી લાગણીઓને ઘોડો સારી રીતે સમજી શકે છે અને એટલી જ હદે એ ઘોડો સારી સરળતાથી શિક્ષણ મેળવી શકે છે તમે ઘોડાને કોઈ વસ્તુ શીખવો તો એ સરળતાથી એ સ્વીકાર ભાવ એનામાં છે જેમ નાનપણથીન જ જો આપણે ઘોડો કે ઘોડી આપણે રાખતા હોય તો નાનપણથીન જ એને આપણે અવાર નવાર એની સાથે હોઈએ તબેલામાં પણ આપણે એની સાથે હોઈએ એની દેખભાળ કરતા હોય એનું ધ્યાન રાખતા હોય અવાર નવાર એને ખાવા પીવાનું આપતા હોય એને આપણે શું કેહવાય ઘોડાને આપડે જે ખાવા માટે આપીએ એને જોગાણ કહેવાય તો જોગાણ આપવા જ્યારે જઈએ તો આ બધી ઘટનાઓ છે એ ક્યાંકને ક્યાંક એને લાગણી સાથે કનેક્ટ જોડાણ કરી રાખે છે એટલે લાગણીશીલ પ્રાણી છે એની સાથે સરળતાથી લાગણીનો સબંધ બાંધી શકાય છે અને એક વસ્તુ ઘોડેસવારીમાં પણ ઘણી અસર કરે છે કે આ શું કહેવાય એક ઘોડાનો અને માણસનો સબંધ જેમ ધીમે ધીમે વિકાસ પામે એમ ભરોસાની તો વાત એમાં આવાની જ કે ઘોડા ઘોડે સવારી જયારે કરીએ ત્યારે ઘોડે સવારને એ ઘોડા સાથે ઘણા ભરોસાથી ચાલવું પડે છે કેમકે જો ભરોસો નહીં હોય તો ક્યાંકને ક્યાંક ઘોડેસવારને એનાથી ડર હશે કે આ કોઈક દુર્ઘટના બનશે તો પણ બનતા સુધી એ ઘોડો એવું થવા નહીં દે જો જાતવાનું ઘોડું હશે તો એવું થવા નહીં દે કોઈપણ દુર્ઘટના એ બનતી ટ્રાઈ કરશે એ દુર્ઘટનાને અટકાવે અને કોઈ ખોટું દુર્ઘટના ન થાય એ માટે એ પૂરો ટ્રાઈ કરશે અને ઘોડે સવારને ભરોસો તો એના ઉપર રાખવો જ પડશે